આમ તો મને નાનપણથી જ ખાવાનું બનાવવાનો બહુ શોખ છે મેં ઘણી સ્પર્ધામાં ભાગ લીધો છે મારી મમ્મી જ્યારે ખાવાનું બનાવતી ત્યારે હું એની સાથે રહેતો અને ખાવાનું બનાવવાનું શીખતો વધારે તો હું જ્યારે કોલેજમાં ગયો ત્યાં હોસ્ટેલમાં રહેવાનું આવ્યું તો હોસ્ટેલની અંદર ખાવાનું બનાવવાનું મારે શીખવું પડ્યું અને એ શિખેલું મને આખી જિંદગી કામમાં આવ્યું હોસ્ટેલમાં મેં ઘણી સ્પર્ધામાં ભાગ લીધો કોલેજમાં પણ મેં ઘણી સ્પર્ધામાં ભાગ લીધો એ સ્પા ભાગ લેવાથી મને ઘણો ફાયદો થયો એક તો મારી દિવસેને દિવસે ખાવાનું રસોઈ બનાવવાનું જે અનુભવ છે એનો મારો સુધારો થતો ગયો અને એની અંદર મારું પરફેક્શન આવતું ગયું મને મારી એક યુટ્યુબ ચેનલ પણ છે એના ઉપર હું મારા ખાવાનું બનાવેલા ઘણા વિડીયો મૂકેલા છે એ વિડિયોને મને ઘણા લાઈક પણ મળેલા છે મને ખાવાનું બનવાનો ઘણો જ શોખ છે તથા નવી નવી વાનગીઓ કઈ રીતે બને છે તેને જાણવાનો તથા ખાવા નું બનવાની જે રીતો છે અલગ અલગ રીતો એક જ ખાવાનું અલગ અલગ રીતે કઈ રીતે બની શકે એની અંદર મને બહુ જ ક્યુરોસિટી છે અને અલગ અલગ વિદેશ અલગ અલગ પ્રાંતના કઈ કઈ જાતની રસોઈઓ બનાવવામાં આવે છે એ પણ હું જાણવાની બહુ કોશિશ કરું છું એકંદરે મને ખાવાનું બનાવાનો ખવડાવવાનો ઘણો જ શોખ છે